હા મને મારા હાથ સિલાઈના કપડામાં ઘણા લોકો તરફથી સારો અભિપ્રાય મળ્યો છે જેમાંથી એક હું તમને કહું મેં એક નવજાત બાળક માટે છઠ્ઠીના કપડા તેમજ ગોદડીઓ લંગોટ વગેરે સિવી દીધું હતું અને પછી તેમાં થોડું ચિત્રકામ અને ભરત કામ કર્યું હતું એ કપડા છઠ્ઠીમાં જ્યારે બાળકને તેની મમ્મીએ પહેરાવ્યા ત્યારે તે ખૂબ જ ખુશ થઈ ગઈ હતી અને મારો ઘણો આભાર માન્યો હતો અને આજે પણ મને જ્યારે એ બહેન મળે છે ત્યારે મારી પ્રશંસા કરી રહી હોય છે